ગુજરાતીમાં કહેવત છે કે પેલું સુખ તે જાતે નર્યા એટલે કે આપણે કહેવાયને હેલ્થ ઇસ વેલ્થ તો આપણી સ આ જે શારીરિક તંદુરસ્તી છે એને જાળવવી હોય તો એના માટે આપણે અમુક પ્રિક્રોશન્સ એટલે કે સાવચેતીના પગલા લેવા જોઈયે આપણે જાણીયે છીએ કે આજકાલ અલગ અલગ પ્રકારના તાવ થતા હોય છે ડેન્ગ્યુ છે મેલેરિયા છે ટાઇફોડ છે કે કહુ ઘણું બધું થતું હોય છે તો ડેન્ગ્યુ અને મેલેરિ ડેન્ગ્યુની વાત કરીએ તો એ મચ્છર મચ્છરજન્ય રોગ છે મેલેરિયા છે કે એમાં મેલેરિયાના પણ અમુક મચ્છર હોય છે તો આ પ્રકારના જે રોગ આજે આપણને થતા હોય છે તો આ રોગ ન થાય તો એના માટે આપણે શું પગલાંઓ લેશું તો સૌથી પહેલી વસ્તુ કે ભાઈ સ્વચ્છતા એ દરેકનો એક માત્ર ઉપાય છે કે ભાઈ જે જગ્યાએ આ ટાઈપના મચ્છરો થાય છે જે આપણે કહીએ કે ભાઈ ખાળકૂવા છે એ ખુલ્લા હોય ગટરો ખુલ્લી હોય કે ભાઈ જે જગ્યાએ ખાડા હોય છે એમાં પાણી ભરાતા હોય છે તો આ બધી જગ્યાઓ એવી છે કે જેને કારણે મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે તો આપણે સૌથી પહેલાં તો શું કરવાનું કે ભાઈ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુમાં આ ટાઈપની જગ્યા હોય કોઈ ગટરો ખુલ્લી હોય કે ભાઈ કોઈ ખાડા હોય તો એમાં પાણી ન ભરાય એની તકેદારી લેવી જોઈએ પછી મચ્છરો આપણા ઘરમાં સ સ સપોસ થાય છે કારણ કે અમુક પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં નથી હોતી કોઈને કોઈ રીતે આપણા ઘરે મચ્છરોનો ઉપદ્રવ હોય તો એ મચ્છરનું નિવારણ માટે અલગ અલગ પગલાંઓ લેવાં જોઈએ એવું આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે જો ભાઈ લીમડાની એમાં કડવા લીમડાની જો ધુવાડી કરવામાં આવે તો આવા જે મચ્છર છે કે જીવાત છે કે બધું આપણા ઘરમાંથી દૂર થઈ જતું હોય છે આ ઉપરાંત આવી રીતે આપણે ધુવાડી કરી શકાય ત્યારબાદ છે સુવા સૂતી વખતે આપણે મચ્છરદાનીનો ઉપયોગ કરી શકીએ ત્યારબાદ આપણે જે કહેવાયને અમુક અમુક પ્રકારના જે મલમને બધા આવે છે જે શરીરને આપણે લગાડીએ તો પણ મચ્છરો આપણાથી દૂર રહેતા હોય છે તો આવા બધા ઉપાયો છે કે ભાઈ મચ્છરને કારણ કે બીમારને મારવાનો નથી બીમારીને મારવાની છે તો બીમારી જ આપણાથી દૂર રહે એટલે કે મચ્છર જ આપણાથી દૂર રહે તો એના માટેના ઉપાયો અને જો મચ્છરજન્ય રોગ થઈ જાય તો આપણે તકેદારી કઈ લેશું ભાઈ શરીરની તંદુરસ્તી છે એટલે કે ઇમ્યુનિટી છે આપણી આવા બધા રોગમાં ઇમ્યુનિટી ડાઉન થઈ જતી હોય છે તો ઇમ્યુનિટી જળવાઈ રે એના માટે એના જે પગલાઓ છે એ લેવાના થતા હોય છે જેથી કરીને આપણી જે ઇમ્યુનિટી છે એ બેલેન્સ રહે બરાબર તો અવા બધા પગલાઓ લેશું તો તાવને મેલેરિયાના તાવને ડેન્ગ્યુના તાવને સામે આપણે પ્રતિકાર કરી શકશું